આપણી સંસ્કૃતિને જાળવવા માટે આપણે હજુ જાગૃત થવાની જરૂર છે અને જે અત્યારે બધા નવા જે ઉત્સવો આવે છે એ ભૂલીને આપણા જે જૂના છે એની સાથે સંકલન કરી બંને રીતે આપણે છોકરા બાળકોને કેવી રીતે સમજાવી શકીએ એ માટે બહુ નવી જાગૃતતા લાવવી જોઈએ અને જે આપણી બહેનો દીકરીઓ જે લગ્ન પ્રસંગે બધાં ભેગાં થતાં હતાં વાર તહેવાર ઉજવતાં હતાં એમાં પણ હવે બધું બંધ થવામાં આવ્યું છે પરંતુ આપણે નવી જાગૃતિ હિસાબે આપણામાં નવી રીતે બાળકોને કઈ રીતે એમાં વધારે સારી રીતે એ લોકોને સમજ પડે અને આપણો સાંસ્કૃતિક વારસો પણ અંદર જળવાઈ રહે જેમકે જૂના ભજનો છે લગ્ન ગીતો છે ગરબા છે અને એ બધુ બાળકોને સારી રીતે સમજાવામાં આવે ઘરે ઘર મંદિરમાં ઘર સભા કરવામાં આવે બાળકોને સારી બુદ્ધિ આવે સારી ટેવો પડે માતા પિતાનો આદર કરે અને બધી શારીરિક એવી બાળકોમાં એટલી બધી આપણી જે જૂની બધી સંસ્કૃતિ ભુલાઈ ગઈ છે એ પણ સારી રીતે જાણવામાં આવે અને બાળકોને ખૂબ સારી બુદ્ધિ આવે આપણામાં જે આપણા મો મોટા માણસોમાં પણ આપણને બધું જે ખાવા પીવામાં કે બધું અલગ અલગ પ્રવૃત્તિમાં આપણે જે ભેળાયા છે તેનાથી પણ સારું થાય અને આપણી સંસ્કૃતિક વારસો સારી રીતે જળવાઈ રહે આજ બધા સૂચનો છે